અમે જુનાગઢમાં રહીએ છીએ પેલા એવો સમય હતો કે ત્યારે જુનાગઢમાં કોઈ એન્જિન્યરિંગ કોલેજો હતી નહીં માત્ર એક નોબલ એન્જિન્યરિંગ કોલેજ હતી એમાં મારા મોટા સ અને બીસીએ ઇલેક્ટ્રો કોમ્યુનિકેશન એન્જિનરિંગ એમાં કરેલું એ પણ કોલેજ બહુ જ સરસ હતી જે ત્યાર પછી ઘણી કોલેજો એન્જિન્યરિંગ સાત કોલેજ જુનાગઢમાં બની ગઈ છે એમાં સુભાષકો નોબલ કોલેજ છે એન્જિનરિંગ કોલેજ હોમ એન્જિન્યરિંગ કોલેજ છે બાલાજીઓ એન્જિન્યરિંગ કોલેજ હતી સુ સુભાષ એન્જિન્યરિંગ કોલેજ છે એ સિવાય બીજી કોમર્સ માટેની ને એવી તો ઘણી બધી કોલેજો છે અને મારા નાનો સન નીર મોદી એ સુભાષ કોલેજમાં અત્યારે મીકેનિકલ એન્જિનિયરિંગ કરે છે સેકંડ યરમાં છે અને સુભાષ કોલેજ અમારા ઘરથી નજીક છે અને સુભાષ કોલેજ બહુ સારી છે સંસ્કારો પણ ત્યાં બાળકોને બહુ સરસ આપે છે એ સિવાય ત્યાં ભણતરે ત્યાંનું બહુ સારું છે અને અધર એક્ટિવિટીસ પણ ત્યાં બધી બહુ સારી કરે છે એટલે મારો સન ત્યાં ભણે છે એન્જિન્યરિંગ કરે છે અને ત્યાંથી પ્લેસમેંટ પણ આવે છે જોબ માટે પણ પ્લેસમેન્ટની સારી વ્યવસ્થાઓ છે ત્યાં અને ત્યાંના બધા પ્રોફેસરો પણ બધાય ખૂબ સારા છે મારા સન ત્યાં ભણતા ભણતા પણ પોતે પણ ટીચિંગ કરાવી શકે છે ટ્યૂશન ક્લાસીસમાં જઈને અને દરેક ફેકલ્ટિનું ત્યાં બહુ જ સરસ ભણાવે છે ને હવે ભણતર માટે થઈને બાર જવાની જરૂર પડે એવું નથી પહેલાં બહાર મોકલવા જ પડતા હતા બાળકોને પણ હવે બધું અહીંયાં બહુ સારું છે અને અહીંયાંથી પહેલા એમ કહેવાતું કે અહીંયાં જુનાગઢમાં ભણે સૌરાષ્ટ યુનિવર્સિટિમાં ભણે એની કોઈ વેલ્યુ નથી ને એમાંથી જોબ ન મળી શકે પરંતુ હું એવું માનતી તી કે જો આપણા છોકરાઓમાં ટેલન્ટ હોય તો તો એ કરી શકવાના છે એટલે મેં મારા બંને બાળકોને અહીંયાં જ ભણાવ્યા છે અને જુનાગઢમાં એને રહીને જ ભણ્યા છે અત્યારે મોટો સન અમદાવાદ જોબ કરે છે અદાણી કોર્પોરેટમાં અને નાનો અત્યારે ભણે છે પણ એને પણ કોલેજમાંથી દર વર્ષે પ્લેસમેન્ટ સુભાષ કોલેજમાંથી આવે જ છે અને જોબ પણ બધાને મળે જ છે એટલે કોઈ વાંધો આવે એવું નથી એટલે ભણતર માટે હવે અમારે ગામમાં બહુ સરસ સારી સગવડ થઈ ગઈ છે એટલે અહીંયાં એનું એન્જિન્યરિંગ પૂરું થઈ જશે પછી માસ્ટર કરવું હશે તો પણ થઈ શકે છે એટલે એ માસ્ટરની ડિગ્રી પણ અહીંયાં એને કરી શકશે પછી ત્યાં જોબ મળે એ રીતે તો ત્યાં એ કરી શકે છે